ગુજરાતી ભાષા પર સૌ પ્રથમ અને સૌથી વધુ પ્રભાવ સંસ્કૃત ભાસાનો છે ઘણા સંસ્કૃત શબ્દો વ્યાકરણ અને ભાષા શૈલી ગુજરાતી ભાષામાં દ્રશ્યમાન થાય છે ભારતની બીજી પ્રાચીન ભાષાઓ જેવી કે પ્રાકૃત અને અપભ્રંશતા પણ ગુજરાતી પર પ્રભાવિત થઈ છે જ્યારે મોગલ અને તુર્કી પ્રભાવ જે મુગલ શાંશન દરમ્યાન ગુજરાતી પર ઉર્દૂ અને ફારસી ભાષાઓનો પ્રભાવ પડ્યો હતો આ દરમ્યાન ઘણા ફારસી અને ઉર્દૂ શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં શામેલ થયા સોરઠ દમણ અને દીવ જેવા ક્ષેત્રોમાં પોર્ટુગીઝ કબજા દરમ્યાન અનેક શબ્દો અને ફળ વાનગીઓના નામ ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા અંગ્રેજી પ્રભાવ જે બ્રિટિશ શાસન દરમ્યાન અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા જે અંગ્રેજી શિક્ષણ અને પ્રભુત્વ ગુજરાતી ભાષામાં આંકડા વિજ્ઞાન ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં સુધારા લાવ્યું અત્યારના આધુનિક કાળમાં અન્ય ભાષાઓ જે આધુનિક કાળમાં ગ્લોબલાઇઝેશનના કારણે હિન્દી અંગ્રેજી અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓનો પ્રભાવ વધુ જોવા મળે છે આની અસર ગુજરાતી ભાષાના વપરાશ અને ભાષા શૈલીમાં સ્પષ્ટ દેખાય છે